હું જોષી દિવ્યા બોલું છું એક્સપોટર બોલો ઓકે ઓકે મે તમને તમારા બાગમાં જે કેરીનો બગીચો છે એના વિશે જાણવા માટે ફોન કર્યો તો કે તમારી પાસે કઈ કઈ કેરી છે

હ હ હ ઓકે ઓકે એક્ચ્યુલી એવી છે હું એક્સ્પોટર છું મારે છે આ બધી કેરી લઈ એક્સપોટ કરવાની છે તો મારે એમ તો ઘણી બધી વેરાયટી જોઈએ જેમ કે તોતા પૂરી છે અ હું ગુજરાતમાંથી વાત કરું છું તમે ક્યાં ડીસ્ટ્રિકટ જુનાગઢ બરોબર બરોબર તો એમાંથી મારે તોતા પૂરી છે પછી કેસર છે કેસર છે એની વધારે વોરંટી જોઈએ છે અરાઉન્ડ હા અ અરાઉન્ડ ટ્વેન્ટી થાઉસન્ડ બોકસીસ જોઇએ છે એ નઇ નઇ એ નથી જોઈતી અ એનુ મે જાણ્યું છે કે તમારી બાગમાં છે એ સારા એવા ઊગી આવે છે એટલે માટે એના મારે દશ ટકા ચાર જેટલા જોઇએ છે હ હ હા હા વાંધો નઇ ચાલશે કેટલીક અવેલેબલ છે હા ઓકે ઓકે વાંધો નહીં એટલી ચાલશે અમે નેટ ઉપરથી સર્ચ કર્યું હતું અને તમારા વિશે જાણવા મળ્યું હા ઓકે ઓકે હું તમને ફાઈનલી પછી કહું પાછો કોલ કરી ને ઓકે થેંક યુ